હાલો મેં એક એક ઢો ઢોંસાની એક આપની એક મંગાવ્યું હતું એમાં કૂપનની એક ડિસ્કાઉન્ટ કૂપન નહોતી આવી તો તમે મને ડિસ્કાઉન્ટ કૂપન આપી શકો છો કારણ કે મે ઢોંસો મંગાવ્યો હતો અને એમાં લગભગ પંદ વીસ ટકા ડિસ્કાઉન્ટ હતું તો એના તો મને ડિસ્કાઉન્ટ મળવું જોઈએ ને કારણકે હું ઓનલાઈનમાં ઓર્ડર કર્યો છે તો તમે કેટલાં પર પરસન્ટ મને ડિસ્કાઉન્ટ આપશો કારણકે હું તો અવારનવાર મારે સ્વીગીમાંથી મગાવવાનું રહે છે તો એ પ્રમાણે મને એક સારો ડિસ્કાઉન્ટ કરી આપો તમે તો શું અમે વધારે ઓર્ડર તમને આપી શકીએ કારણકે જો બહાર કરતાં અમે સ્વીગીમાંથી મગાવીએ તો અમને ડિસ્કાઉન્ટ તો સારું મળવું જ જોઈએ ને કારણકે આટલું બધું જગ્યા છોડીને એક સ્વીગીમાંથી અમે મગાવીએ છીએ તો અને એ તમે કેટલું પર્સનટ અમને કરી આપશો કેટલા ટકા ડિસ્કાઉન્ટ કરશો તો જણાવશો અમને તો અમે આપ આપને ઓર્ડર આપી શકીએ સ્વીગીને